હું મારા આસપાસના વિસ્તારની વાત કરું તો તે છે સુરતનો ફેમસ ડુમસ ડુમસમાં લોકો ટામેટાના ભજીયા ખાવા માટે ખાસ જાય છે ત્યાં ગણપતિનું મંદિર છે અને જે સનરાઇઝ થાય છે એ સનસેટ પોઈન્ટ આપણે ઘણું એમ ત્યાં જતા અનુભવ થાય છે પાણીમાં નાવાનો તે ખૂબ મજાનો આવે છે ત્યાં આગળ ત્યાં બોટિંગ કરવાની સાયકલિંગ કરવાની મોર્નિંગ વોક કરવાની આજુબાજુમાં નાળિયેરના નાળિયેરીના ઝાડ જોવાની ખૂબ મજા આવે છે સુરતનો જે ડુમસ જવાનો રોડ છે તેની બી બંને બાજુ ગ્રીનરી છે તો તે તે ગ્રીનરી જોવાની બી મજા આવે છે જે અસલ જૂના બંગલા છે ત્યાં આગળ તે બંગલા બી એક અલગ જ સુરતની ઓળખ આપે છે તે પણ આપણને એક અલગ જ અનુભવ સુરતનો એક નજારો દેખાય છે બાકી તો સુરતથી દૂર તો આપણે જઈએ છીએ ખાસ એક જગ્યા છે સાપુતારા સાપુતારામાં અત્યારે ચોમાસામાં જે ધોધ પડે છે તે ધોધમાં લોકો ખૂબ એન્જોય કરે છે જઈને ખાસ એ ધોધ માટે જ સુરતથી લોકો જાય છે સાપુતારા ડાંગ ત્યાં આગળ ખૂબ ગ્રીનરી હોય છે અને જે ચોમાસામાં ગ્રીનરી ખીલી નીકળે છે અને જે નદીઓ વહે છે નાની નાની કોતરો નીકળે છે નાના નાના ધોધ હોય છે જે ખેતરમાં હરિયાળી દેખાય છે થોડુંક ખેતરમાં જે પાણી ભરાએલું હોય છે તે દેખાય છે ત્યાં આજુબાજુમાં જે મોરના અવાજ કલરવ અલગ અલગ પક્ષી જે આપણને શહેરમાં નથી જોવા મળતા તે આપણે થોડા સુરતની બહાર જઈએ જેમ કે સાપુતારા છે ડાંગ જિલ્લો છે ત્યાં વચ્ચે કોઈ કોઈ સરસ મંદિર આવેલા છે તે મંદિર જોવા મળે છે બીજા એક જગ્યાની વાત કરું તો તો તે છે તિથલ તિથલનો દરિયો છે તે દરિયામાં બિ એક અલગ જ મજા છે ડુમસની અલગ મજા છે તેમ તીથલની અલગ મજા છે તિથલના દરિયાથી આગળ સ્વામિનારાયણનું એક મંદિર છે તેમા બિ એક શાંત વાતાવરણમાં આપણને કંઈક અલગ જ અનુભવ થાય છે જે શાંતિનો અનુભવ થાય છે પછી ત્યાંના તેની જે રેવાની સેનિટોરિયમ છે તે બિ એનું ફૂડ અને તેની રીતે તે આપણને એક ગામળાનું સેનિટોરિયમમાં જે અનુભવ કરીએ ને તે ખૂબ જ અલગ જ છે કે જાણે આપણે આમ શહેરમાં છીએ અને આમ એક ગામડાના કોઈ ઘરમાં રહી રહ્યા છે થોડું વાતાવરણ બહાર એમાં જે સેનિટોરિયમની બહાર જે હિંચકાવાળું જગ્યા છે કે પછી આ બે બે માળના નાના મકાન છે એમાં ઘરમાં રહેવાની ને નીચે રહેવાની સાથે એક ભોજનાલય છે એમાં જમવાની એક અલગ જ એક મજા પડે છે આપણને